ગુજરાતની સંસ્કૃતિમાં ગુજરાતમાં મહેલો વાવ વગેરે આવે છે તેમાં આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે આપણી સંસ્કૃતિમાં ગુજરાતમાં ચિત્રકળા અલગ અલગ શૈલીઓ જે સંસ્કૃતિને નિખારે છે એ જે તે ગુજરાતમાં ભૂગોળમાં વાત કરીએ તો તેમાં પર્વતો નદીઓ ખીણ તે વ વગેરે આવેલ છે જેમાં ખીણોમાંથી આપણને પેટ્રોલ પ્રદાન થતું હોય છે બીજી બી ખનીજ વસ્તુઓ પ્રદાન થતી હોય છે વગેરે વગેરે મળતું હોય છે